માત્ર જો ગુજરાતની જ વાત કરવામાં આવે તો પરંપરાગત રીતે જોઈએ તો પિતૃ સત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે માતૃ સત્તા કુટુંબ વ્યવસ્થા અહિયાં જોવા મળતી નથી ગુજરાતની જ નહીં પણ આપણે જો ઇતિહાસ તપાસીએ તો સંપૂર્ણ ભારતમાં જોવા મળે છે કે પહેલેથી પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ચાલે છે કે સ્ત્રીઓનું સ્ત્રીઓ પાસે સત્તા એટલી નથી જેટલી પુરુષો પાસે છે સ્ત્રીની લગ્ન કરી અને પુરુષને ઘરે જવું તેના પરિવારને સંભાળવું તેના પરિવારનું ધ્યાન રાખવું તેમજ પોતાના અસ્તિત્વને સાઇડમાં રાખીને પુરુષ માટે સંપૂર્ણ પોતાનું જીવન વ્યતીત કરવું તેવું ગણવામાં આવતું હતું જે એક આપણો ભૂતકાળ હતો વર્તમાન પરિસ્થિતિ કાંઇક અલગ છે વર્તમાન સમયમાં એવું જોવા મળતું નથી ભૂતકાળમાં આપણે જોઈએ છીએ કે માત્ર ભારતમાં ભારતમાં સંપૂર્ણ ભારતમાં તેમજ તે ભારત બહાર પણ એવું જોવા મળતું હતું કે ત્યારે પણ સ્ત્રીને એટલાં હક ન હતાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા એટલી પ્રચલિત ન હતી પણ અત્યારે આપણે માત્ર ગુજરાતની વાત કરવાની છે તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્યત્વે જોવા મળે છે કે આજ આજે પણ આજે પણ સમાજમાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જ સ્થપાયેલી છે સ્ત્રીઓને હક મળેલાં છે સ્ત્રીઓને ઘણાં બધાં તેમના જીવન ધોરણમાં સુધારા જોવા મળે છે પરંતુ આજે પણ અમુક અમુક જગ્યાએ અમુક અમુક દાયરાઓમાં પુરુષોનું પ્રાધાન્ય વધારે આપવામાં આવે છે અને આ બહુ જ તે નરવી વાસ્તવિકતા છે જેને દરેકે સ્વીકારવી પડે છે ગુજરાતમાં આપણે જોઈએ તો મુખ્યત્વે દરેક લોકો દરેક લોકો દરેક કુટુંબો પુરુષો વ્યવસાયિક રીતે બહાર કાર્ય કરે છે અને સ્ત્રીઓ ઘરનું કાર્ય કરે છે તેમજ તે આપણે જોઈ શકીએ છીએ કે પુરુષો સ્ત્રીઓ ઉપર અત્યાચાર પણ કરી રહ્યાં હોય છે અને આમ કહી શકાય છે કે જાતીય સમાનતા જોવા મળે છે પણ આજે પણ ઘણાં બધાં ક્ષેત્ર છે જેમાં જાતીય સમાનતા જોવા મળતી નથી આપણે કહીએ છીએ કે સ્ત્રીને શિક્ષણ માટેનો સમાન હક છે સ્ત્રીને પણ કમાવાનો હક છે સ્ત્રીને પણ પોતાની આઇડેન્ટિટી બનાવવાનો હક છે પરંતુ વાસ્તવિકતામાં જોઈએ તો હજી સમાજમાં એ સ્થિતિ નથી આજે પણ પુરુષોને જેટલી તક આપવામાં આવે છે તેટલી તક પરિવારમાંથી સ્ત્રીઓને આપવામાં આવતી નથી સ્ત્રીઓની સંખ્યામાં વધારો થયો છે એ વાત અલગ છે પણ એનું એવો કોઈ અર્થ નથી કે સ્ત્રીઓના જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળે છે આજે પણ આપણે જોઈએ તો સ્ત્રીઓનું જીવન પહેલાં જેવું જ છે સ્ત્રીઓ પહેલાં કરતાં અત્યારે થોડું વધારે સારું જીવી રહી છે પોતાના જીવન ધોરણમાં ફેરફાર જોવા જોવા મળે છે આપણને કે તે પોતાનું જીવન ધોરણ બદલે છે પહેલાં કરતાં વધારે સારું જીવવાનો પ્રયત્ન કરે છે પોતે સ્ત્રીઓ આજે શિક્ષિત છે પોતે અલગ અલગ સ્થાનો પર કાર્ય કરી રહી છે પણ તેનો એવો મતલબ નથી કે સત્તા સ્ત્રીઓના હાથમાં છે સત્તા આજે પણ પુરુષોના હાથમાં જ છે ઘરનો નાનો મોટો દરેક નિર્ણય પહેલાં દાદા લેતા હોય છે ત્યારબાદ એનો દીકરો લેતો હોય છે એનો દીકરો લેતો હોય છે એવીજ રીતે ચાલે છે સ્ત્રીઓ માત્રને માત્ર સ્ત્રીઓ માત્રને માત્ર પુરુષોના કહ્યાંમાં હોય છે આજે પણ જુઓ સ્ત્રી પુરુષની વાત ન માને અને પોતે તેના તેના લીધેલા નિર્ણય ઉપર જો સવાલ ઉઠાવે તો આજે એના પર પણ સવાલ ઊઠે છે આજે સ્ત્રી આપણે કહીએ છીએ કે જાતીય સમાનતા છે જાતીય સમાનતા છે પણ જાતીય સમાનતા હજી પણ આપણા સમાજમાં સ્વીકાર્ય નથી પિતૃસત્તા કણે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા એ આપણાં સમાજના આધાર સ્તભં છે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતનાં અમુક આદિવાસી વિસ્તારો છે પંચમહાલ ડાંગ જેવાં એરિયાના ત્યાં આપણે આજે પણ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોઈ શકીએ છીએ જયાં કેટલાં બધાં પરિવારોમાં પુરુષને લગ્ન કરીને સ્ત્રીના પરિવારમાં જવાનું હોય છે વારસો વારસામાં પૈસા ધન સંપતિ ઘર બધું સ્ત્રીને મળે છે પુરુષને નહીં તો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ગુજરાતમાં અમુક રાજ્યમાં જોવા મળે છે બટ આપણે એ લોકોને પછાત સમજીએ છીએ પણ વાસ્તવમાં જો જોઈએ તો એ એ લોકોની પરંપરા છે જ્યારે આપણી પરંપરા પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થાની છે તો આમ જોઈએ તો પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા આજે પણ છે હા સમાનતાની વાત કરવામાં આવે તો થોડી ઘણી સમાનતા જોવા મળે છે પણ આપણે કહી શકીએ કે આ હજી ભેદભાવ છે છે અને છે જ તે બીજું કઈએ તો ભૂમિકા તો સ્ત્રીઓની ભૂમિકા આજે પણ એવી ગણવામાં આવે છે કે તે પોતાની જાતનું ધ્યાન રાખે પોતાની જાતને સંભાળે સ્ત્રીઓને આજે પણ ઘર અને પરિવારમાં આબરૂ તરીકે માનવામાં આવે છે જોકે તે આબરૂ છે જ તે છતાંય તે પેલું કહેવાય છેને કે સ્ત્રીને ઘરનું ઘરેણાં દાગીના અને જ્વેલરી કહેવામાં આવે છે પણ એજ તે ઘરના ઘરેણાં દાગીનાને પૈસા વારસામાં દીકરાને મળે છે તો અહીં આપણે જાતીય ભેદભાવ જોઈ શકીએ છીએ કે શું કહેવાય ઘરનું માન સન્માન બધું વધારે છે દીકરી માન સન્માનનો બોજો દીકરી પર મૂકવામાં આવે છે પણ પણ તે દરેક વારસો દરેક માન સન્માનનો હકદાતા તે પુરુષને સમજે છે તો આપણે કહી શકીએ કે આજે પણ બહુ બધાં સુધારાની જરૂર છે સમાજમાં જાતીય સમાનતા થોડી થોડી જોવા મળે છે બાકી મોસ્ટ ઓફ તો આપણે પિતૃ સત્તા કુટુંબ વ્યવસ્થા છે અને અમુક અમુક ગુજરાતનાં જે ભાગો છે જે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે જે મુખ્યત્વે આદિવાસી વિસ્તારોમાં જ જોવા મળે છે આમ ગુજરાતમાં અને સંપૂર્ણ ભારતમાં પારિવારિક રીતે જોઈએ તો દરેક દરેક દરેક લોકો વર્ષોથી શરુ ચાલતી આપણી પરંપરાગત જે રીત છે એને જ ફોલો કરે છે અને એને જ મુખ્યત્વે જુએ છે